જી હા અમારા ગામની શાળા સારા શૌચાલયો પીવાનું પાણી પુસ્તકો પાટલી અને ભોજન આપે છે પરંતુ હું આજે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહી છું કે જે આપણે જાણતા હોવા છતાં પણ અજાણતા કરતા હોઈએ છીએ ખાસ કરીને મનોવિજ્ઞાન અનુસાર મનોવિજ્ઞાન વિષયની વિદ્યાર્થીની છું તો એના વિશે કહીશ કે મનોવિજ્ઞાન વિશે અનુસાર બાળક જેવું નાનપણથી શીખે છે તેનું જેવું વાતાવરણ હોય છે તેના શિક્ષકો મિત્ર વર્તુળ અથવા તો અન્ય વ્યક્તિઓ દ્વારા તેનું જે આપવામાં આવે છે એ જ વસ્તુ બાળક પોતાના જીવનમાં અનુકરણ કરે છે અને શીખતો જોવા મળે છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે આપણા દેશનો પાયો છે એ પૂરતો નથી જોવા મળતો લોકો એને એવી રીતે નથી ઉછેર કરતા કે જેવી રીતે કોઈ બાળકનો ઉછેર થવો જોઈએ તેનું કારણ આપણે ન તો તેના માતા પિતાને કહી શકીએ ન તો તેનો ઉછેર કરી શકીએ પરંતુ હા ઘણી બધી વખત આપણને એવું જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક એને ન મળતી સુવિધાઓ અપૂરતી સુવિધાઓ ન મળતા લાભો અથવા તો જે વસ્તુ તેના માટે સરકારે તેને બનાવેલી છે તેનો લાભ તેને મળતો નથી તો આપણે એવું શું કરી શકાય તો મને એવું લાગે છે કે દરેક બાળક એ આપણી કુદરતનો રૂપ માનીએ છીએ પરંતુ શું આપણે એને સ્વીકારીએ છીએ આપણે એક પ્રશ્ન જોવાનો છે તો બાળકોને અથવા તો ગામની શાળામાં સારા શૌચાલયો પાણી પુસ્તકો પાટલી અને ભોજન આપે છે આપણે એમાં એ સુધારો કરી શકીએ કે દરેક વ્યક્તિને વ્યક્તિગત તેની જીવન જરૂરિયાતની સાધનો પ્રાપ્ત થાય ઘણી બધી વખત એવું થાય છે કે જે વસ્તુઓ બાળક સુધી ગવર્મેન્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તે ક્યાંક અધવચ્ચેથી જ અટકી જતી જોવા મળે છે તો એ વસ્તુ ન થાય અને બાળકને પોતાનો હક્ક મળી રહે એ માટે સરકારે કંઈપણ એવું કરવું જોઈએ કે જેથી કરીને એને હાથો હાથ બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે બીજે જો આપણે વાત કરવા જઈએ તો પહેલાના સમય કરતા અત્યારે મારા ગામ વિસ્તારની અથવા તો મારા આજુબાજુના ગામની શાળાઓમાં ઘણો બધો તફાવત જોવા મળે છે અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે એક જ પાણી પીવાનું માટલું જોવા મળતું હતું તેમજ બેન્ચીસ કે પાટલીઓ તો હતી જ નહીં અને પુસ્તકો હોય તો એ પણ ગણ્યા ગાંઠ્યા જ હોય પરંતુ આજે તેમાં બદલાવ થયો છે પરંતુ જો હજી વધારે સમય સુધી આમાં બદલાવ થઈ શકે અથવા તો હજી આમાં થોડો સુધારો થઈ શકે તો વધું પડતું સારું રહે છે બાળકને જે વસ્તુ આપવામાં આવે છે તે વસ્તુ તેને મળી રહે તો બાળકનું જે જીવન છે બાળકની જે શૈક્ષણિક કારકિર્દી છે તે સારી રીતે કરી શકાય છે અત્યારે આપણે ઓનલાઈન માસ મીડિયાનો પ્લેટફોર્મનો ઉપયોગ કરતા જોવા મળીએ છીએ તો કોઈ પણ એક ગામ કે શાળા છે એનું એક ગ્રુપ બનાવવું તેનું સીધું કોન્ટેક્ટ ગુજરાત સરકાર સાથે રાખવું જોઈએ જેથી કરીને તેમાં કેમેરાની પણ સુવિધા રાખવી જોઈએ કે બાળકોને શું મળી રહ્યું છે બાળકોને કેવા શિક્ષકો ભણાવી રહ્યાં છે શિક્ષકો કઈ રીતે બાળકોને ભણાવે છે તો તેથી આપણને ખબર પડશે એ જે વસ્તુ સરકાર બાળકોને આપવામાં માંગે છે એ ખરેખર બાળકો સુધી પહોંચે છે કે નથી પહોંચતી અથવા તો જે વસ્તુ ટકાવ છે તો તેનો કેટલા સમય પુરતો ઉપયોગ કરી શકાય છે જો પુસ્તકોની ખામી ઓછી તો બાળકો માટે કેટલા પુસ્તકો રાખવા કેવા પુસ્તકો રાખવા પાટલીઓ છે તો બાળકોને સંખ્યા કેટલી છે ઘણી વખત આપણને એવું જોવા મળે કે બાળકોની સંખ્યા વધારે હોય પરંતુ પાટલીઓ અને પુસ્તકોની સંખ્યા ઓછી જોવા મળે એક વ્યક્તિએ ખૂબ સરસ વાક્ય કહ્યું છે કે જો કદાચ એક ઘરમાં એક ટીવી ન હોય તો ચાલશે પરંતુ એક શાળામાં પૂરતા પુસ્તકો પણ હોવા જોઈએ અને પાટલીઓ પણ હોવી જોઈએ તો જો આપણે એટલા ફેરફાર કરીએ સ્કૂલમાં કેમેરા લગાવીએ ઓનલાઇન માધ્યમથી આપણે સ્કૂલો સાથે ગુજરાત ગવર્મેન્ટ કનેક્ટ થાય તો કદાચ વધુ જાગૃતતા આવશે અને ગામડાઓની શાળામાં પણ તેને જરૂરી એવા બધા જ સાધનો બધા પુસ્તકો પાટલીઓ શૌચાલયો તેમજ સફાઈ કામદારો પણ ત્યાં મળી રહેશે